હા વિનોદ ભટ્ટનું આંખ આડા કાન એ પુસ્તક વાંચીને મને બહુ જ હસવું આવ્યું હતું ખળખળાટ હું હસ્યો તો એનું કારણ આપણે જોવા જઈએ તો એ પુસ્તકમાં નાના નાના પ્રસંગો એમણે બહુ જ સારી રીતે ટાંકીને લખ્યા હતા પરંતુ એની કરતાં પણ વધુ સારી રીતે એ પુસ્તક એક કટાક્ષ પુસ્તક હતું કટાક્ષ એટલે કોઈપણ પ્રક્રિયા અથવા તો સમાજની કોઈ એવી વ્યવસ્થા કે જે જેના ઘણા બધા પાસાઓ નબળા છે અથવા તો સારા નથી એની ઉપર હાસ્યાત્મક કટાક્ષ કેવી રીતે કરવો એ વિનોદ ભટ્ટે ખૂબ સારી રીતે ટાંકી અને એમાં પ્રસંગો ઊભા કરી અને લખ્યું હતું તો એ બધા પ્રસંગો વાંચી અને હજી પણ અથવા તો યાદ કરી આજે પણ મને એટલું જ હસવું આવે છે એ બધા પ્રસંગો એમણે પુસ્તક તો બહુ વર્ષો પહેલા લખ્યું છે છતાં પણ એ બધા પ્રસંગો આજના સમયમાં આજના જમાનામાં પણ આજની સમાજ વ્યવસ્થામાં પણ એટલો જ કટાક્ષ કરતાં હોય છે જેટલો એ વખતે કરતાં હતા તો એ પુસ્તક એક બહુ જ સારું પુસ્તક છે જેને વાંચીને ખરેખર ખડખડાટ હસવું આવે છે